શિક્ષણ માટેની લોન ખરેખર શિક્ષણ જે આપણા જીવનનો કે આપણા ભવિષ્યનો ખૂબ અભિન્ન અંગ છે અને ખૂબ જ ખૂબ જ આ મોંઘું થતું જાય છે એ બદલ આપણને બધાને ખેદ છે પણ આપણે એમાં કંઈ જ કરી શકતા નથી એટલે કે હવે જો વધારે તમારે ઊંચુ શિક્ષણ લેવું હોય જેમ કે છો તમારે તમારા બાળકને ડૉક્ટર બનાવવું હોય કે અરે આજે સારી કોલેજમાં એન્જિન્યર પણ બનાવવું હોય તો તમને પચીસેક લાખ તો એન્જિન્યરના ચાર વરસની ફિસ અને બાળકના રહેવાનો કે આમ વધારાનો ખર્ચના થઈ જાય તો લોનની જરૂર તો પડે છે ઘણી બધી બેન્કો લોનની સેવા આપે છે પ્રાઇવેટ ઇન્સ્ટીટ્યૂટ પણ છે જે લોનની સેવા આપે છે તમને સામેથી સામેથી એ લોકો ફોન કરે છે કે તમે આ લઈ લો લઈ લો વ્યાજદર પણ સવા આઠ ટકાથી બાર ટકા સુધીના હોય છે ના મેં કોઈ લોન કે મારા નજીકના કોઈએ કોઈ લોન લીધી હોય એવું મને ખબર નથી પણ હા એ એવું મને જાણ છે હું કાઉન્સલર છું એટલે કે મોટે ભાગે બાળકોને જ્યારે સ ભારતની બહાર ભણવા આંતરરાષ્ટ્રીય ભણતર માટે મોકલવાના હોય ત્યારે એ લોકોએ વડીલોએ કે જે વાલીઓ છે તે લોકોએ લોન લેવી જ પડે છે મોટેભાગે કારણ કે રકમ ખૂબ મોટી હોય છે અને ડૉક્ટર જેવા આપણે ભારતમાં પણ ભણાવવા હોય તો ખૂબ મોટો એક્સપેન્સ છે તો લોન લેવી પડે છે જુદા જુદા પ્રકારની લોન અને એ પ્રકારના વ્યાજના દર હોય છે પણ ના મેં કે મારા નજીકના કોઈએ લોન લીધી નથી એટલે એ વિષે વધારે માહિતી આપી શકું એમ નથી પણ એવું છે કે લોનની સુવિધા ખૂબ છે ખૂબ છે અને એમાં તમને સેવાઓ પણ ઘણી બધી મળે છે તો આ પહેલાંના સમયમાં એવું હતું કે લોન લેવાનું એટલે લોકોને શરમ આવતી હતી પણ હવેનો સમય એવો છે કે તમારે લોન લેવી પડે તો લઈ જ લેવી જોઈએ કારણ કે એ તમારું માનસિક જે દબાણ છે મગજ પર તમે જે દબાણ રાખો છો કે હવે ફિસ ભરવાનો સમય આવ્યો હવે શું કરીશું તો એ દબાણ ઓછું કરે છે દબાણ ઓછું કરે છે એના લીધે તમે ખુશ રહો અને ખુશ રહો તો તમે વધારે કમાઈ શકો છો તો હવે શરમ નહિ હોવી જોઈએ કે ના લોન લઈએ એટલે આપણે કંઈક આપણી પાસે પૈસા ઓછા છે કે કંઈ ખોટું કરીએ છે મારા હિસાબે લોન લેવી જોઈએ જરૂર પડે ત્યારે લેવી જ જોઈએ